જો પ્રોડ્કટ ની વાત કરીએ તો મેં હમણાં જ છે ને એક ક્લોથ મગાવ્યું હતું જેમ કે ટી શર્ટ આપણે કહી શકીએ બરાબર ટી શર્ટ ટી શર્ટ મેં મંગાવ્યું હતું મિન્ટ્રામાંથી જે મિન્ટ્રા સાઈટ છે ને એમાંથી મેં એક ટી શર્ટ મગાવ્યું હતું એફ સી યુ કે બરાબર ને જે બ્રાન્ડેડ આવે છે ફ્રૅન્ચ કનેક્શન બરાબર તો એનું ટી શર્ટ મગાવ્યું હતું તો મને પહેલાં તો એવું લાગતું હતું કે યાર ઑનલાઇન મગાવું છું એમાં કંઈ એમાં કંઈ ડિફિટ હશે કે કંઈ એવું કંઈ ખરાબ પણ નીકળશે તૂટેલું નીકળશે તો હું શું કરીશ છતાંય ત્યાં રિટર્નનું ઑપ્શન હોય છે બરાબર પણ રિટર્નમાં કેટલીક વાર શું થાય છે કે જે એજન્ટ છે એ ઍકસેપ્ટ નથી કરતા બરાબર તો આપણા પૈસા છે જે એ વિખેરાઈ જાય છે તો એટલા માટે મને થયું કે ચાલોને કંઈ આમ પછી એમ થયું કે ચાલો મગાવી દઈએ તો મેં મગાવી દીધું ચાર પાંચ દિવસમાં પ્રોડ્કટ મને રિસીવ થઈ ગયું અને પ્રોડ્કટની કવૉલિટીને એ બધું પછી કહીશ કારણ કે અહીંની જે ફર્સ્ટમાં પૅકેજિંગ કહું પૅકેજિંગ છે ને એની એવી મસ્ત બેગેજિંંગ એમણે કરી હતી મિન્ટ્રાવાળાએ એક પેપરબેગ હતું એની અંદર પ્લાસ્ટિક બેગ હતું અને એની અંદર પ્રોડ્કટ હતું ટી શર્ટ બરાબર તો મને છે ને મારી સાઇઝની એ ખબર ન હતી કે મારી કેટલી સાઇઝ છે બરાબર તો મિન્ટ્રાવાળાએ છે ને સાઇઝ ચાર્ટ પણ ત્યાં આપેલા હોય છે બરાબર તો એમાંથી મેં જોયું કે સાઇઝ પણ સરસ મને જે લાગી મારા પ્રમાણે મગાવી ઍમ સાઇઝ મગાવી અને ટી શર્ટ જોયું અને ઓપન કર્યું ત્યારે મને બહુ સરસ લાગ્યું એનું જે મટિરિયલ આપણે જોઈએ ને તો મટિરિયલ એ સરસ હતું ફિટિંગ મને પરફૅક્ટ આવતી હતી એ મેં જીમ માટે મગાવ્યું હતું તો જીમમાંય હું પહેરીને જાઉં છું બહુ સારુ કવૉલિટીનું એ પ્રોડ્કટ હતું તો પછી મને થયું કે એ મિન્ટ્રાવાળા તો આમ સારું છે પછી ફ્લિપકાર્ટ છે ફ્લિપકાર્ટથી મેં ન મગાવ્યું મિન્ટ્રાથી મગાવ્યું કારણ કે એ કલોથનાં બ્રાન્ડ માટે મિન્ટ્રા છે એ સરસ છે એમ તો એમાંથી મગાવ્યું પ્રોડ્કટ મને સારું થયું રિસીવ થયું તો પછી બીજા પ્રોડ્કટ મગાવવા માટે હું હવે આતુર છું જયારે કારણ કે મે સેલમાંથી મગાવ્યું હતું સેલમાં શું એ સસ્તું મળે ચારસો રૂપિયામાં મને મળ્યું હતું અને સેલ વગર જયારે આપણે રેગ્યુલર પ્રાઈસ જોઈએ તો રેગ્યુલર પ્રાઇસ એની હતી કાંઈક આઠસોથી નવસો રૂપિયા પણ મેં જયારે મંગાવ્યું સેલમાંથી ત્યારે એ ચારસો રૂપિયાનું હતું અને એ પ્રોડ્કટ બહુ સરસ હતું એમ એટલે એ મારું એક પૉઝિટિવ ઍક્સપિરિયન્સ થઈ ગયો એની સાથે